હા મારે તમને હલ્દીઘાટી વિષે કંઈક પૂછવું હતું હલ્દીઘાટીમાં જેનું પેરેગ્રાફ છે આપણે બૂક વાંચીએ રીડિંગ કરતા હોઈએ ને ત્યારે એમ થાય આમ યાદ તો વાંચીએ એટલે એવું લાગે કે અમને યાદ રહી ગયું પણ વાસ્તવમાં યાદ જ નહીં રહેતું એમાં સર્લું વધારે હોય અમુક એવા ક્વેશ્ચન થાય કે આ પ્રશ જે પેરેગ્રાફમાંથી વાંચીએને એટલે આપણને એવા પ્રશ્નો થાય કે આમાં શું હશે કંઈ સમજણ નથી પડતી તમે પ્લીસ સમજાવોને

હા તો તમે કઈ શકો કે કઈ સાલમાં હા તમે કહો એટલે હા એટલે હા હું લખી દઉં બોલો તમે

હા હા વાંધો નહીં લખી લઉં હવે તમે એના વિશે મને થોડાક એવા વાક્યો આપો કે જે મને આસાનીથી યાદ રહી જાય કારણ કે એટલું લા બહુ લાંબુ છે વારતા તે જેથી યાદ નહીં રહેતું આમ આગળનું વાંચીએને તો પાછળનું ભૂલી જવાય એવું થાય છે તો તમે એવા વાક્યો આપો કે જે શોર્ટમાં એવી શોર્ટ રીત કે આપો કે જે યાદ રહી જાય અમને એમ ના તમે જણાવોને હા હું લખું છું

મને એમની જે રાણી હતાંને કઈ રાણી એમની પ્રિય હતાં એમનું નામ જણાવશો હા હા એમાં વાંચવા માટે કઈ ચોપડી સારી રહેશે હા હા હા હું સમજી ગઈ હો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મૂકું હો